હા ફોટોગ્રાફીની મેં ઔપચારિક તાલીમ લીધેલી છે એકવાર જ્યારે અમારું જે કેમેરા હતો નિકોનની કંપનીનો એના તરફથી જ એક ટ્રેનિંગ ગોઠવવામાં આવી હતી અને ત્યારે અમે એ ઔપચારિક તાલીમ એક દિવસ માટે લીધેલી છે સારા ફોટોગ્રાફર બનવા માટે અમારી કુશળતા જે છે એ નીચે મુજબ સુધારી શકાય છે જેમકે ફોટાનો સોરી કેમેરા જે છે એના સેટિંગ પહેલાં આપણને સમજણ હોવી જોઈએ જેમકે ફોકસ કોને કહેવામાં આવે છે કેટલું અપારચર લેવામાં આવે છે લાઇટ ક્યાં અને કેવી રીતે સેટ થઈ શકે છે તેમજ એંગલ એટલે કે એક ફોટાનો ખૂણો એ જરૂરી છે ત્યારબાદ સ્ક્રીન પર આપણને જે એંગલ પ્રમાણે સારું શીન અથવા તો પોઝ દેખાય છે એ પ્રમાણે આપણે એને સેટ કરીને ફોટો જે છે એને કેપ્ચર કરી શકીએ છે મારી પ્રેરણામાં જે સોસિયલ મીડિયામાં જે ફોટોગ્રાફીના અલગ અલગ પેજ છે એમાં એટલા સરસ ફોટોગ્રાફ્સ મૂકેલા હોય છે કે જે અમને પ્રેરણાદાયક છે